હા નિમેશ ભાઈ ન્યૂટ્રિશન બોલો હા હા હા ઓળખી ગયાં અરે યાર મારા ન્યૂટ્રિશનનું થોડું લેવાનું હતું અત્યારે જિમને ચાલુ કર્યું છે તો ડાયટ બાયટમાં શુ ફોલો કરું એટલે તમે કહોને જરાક ગાઈડન્સ આપોને હ બોડી બનાવાની છે મારે તો બહુ ઓછો છે અત્યારે હા એટલે મારે વેટ ગેઇન કરવાનું છે

હ હ હ

હા એટલે બ્રેકકફાસ્ટ શું બનાવવાનું બ્રેકફાસ્ટમાં શું બનાવાનું એટલે આપણે ઈંડા તો હું આપણ શુ કહેવાય નૉન વેજી નોન વેજ નથી ખાતો હું ખાલી વેજ જ ખાઉં એટલે વેજમાં આપણે શું કેળા બેળા શું ખવાય એટલે

અચ્છા હા એટલે આપણે ડાયટમાં પેલું પ્રોટીન લઈ શકાય બહારથી પ્રોટીન પરચેસ કરી શકાય ડબ્બો હા એટલે હા અચ્છા અચ્છા હા અને પછી બપોર પછી શું ખાવાનું હ અચ્છા અચ્છા અચ્છા એટલે બટરમાં કયું પેલું અમૂલ વાળું કે પીનટ બટર ખાવાનું અચ્છા અચ્છા હા

અચ્છા લંચમાં એટલે શુ લેવાનું લંચમાં અચ્છા હા એ તો બહારનું બંધ કરી દઇશ એ તો વાંધો નહીં

હા એટલે આપણે ડાયટમાં પેલું વડી બડી પેલું સોયાબીન વડી એ ખાઈ શકાય એ બધું

એટલે આપણે વધારે ખાઈએ ડાયટમાં તો આપણને કંઈ સાઇડ ઇફેક્ટ તો ના થાયને હા એટલે હું એક હા અચ્છા એટલે હું દિવસની એક વખત વર્કઆઉટ કરી શકું કે બે વખત કરી શકું હા અત્યાર તો હુ બીગેનર જ છું અચ્છા હા એવું છે હં એટલે પછી નાસ્તામાં શુ લેવાનુ સાંજે ને પછી રાત્રે હા અને સાંજે આપણે રાત્રે ખાવામાં શું હલકો ખોરાક લેવાનો ખિચડી દહીં એવું કંઈ લેવાનું એવુ છે ને સારું હો થેંક્યું